ફોટોગ્રાફી મારો પ્રિય શોખ છે તેમાં પણ એનિમલ ફોટોગ્રાફી મને ખૂબ જ ગમે છે આ ઉપરાંત લગ્નની ફોટોગ્રાફીમાં મને વિશેષ રસ છે તેમાં દુલ્હા દુલ્હનના અલગ અલગ પોઝમાં બધા ફોટા લેવા માટે મારા અનેક આઈડિયા હું લડાવું છું